ગ્રામીણ વિસ્તારમાં લોકોને રમત રમવાથી ઘણા બધા ફાયદા થાય છે ધારોકે દોડ પકડ જેમાં જે એ દોળે તેમને સ્વસ્થ સ્વાસ્થ્ય સારું રહે છે અને એમનો એમનો વજન પણ ઘટે છે એમના પછી ઘણી બધી આવી એવી ગેમો હોય છે ગ્રામીણમાં તો એ લોકો રમે તો એ લોકોના સ્વાસ્થ્ય પર બહુ સારો અસર થાય છે તેથી તે લોકો ગ્રામીણ લોકો વધારે રમતો રમી શકે છે ખો ખો પછી ક્રિકેટ પછી દોડ પકડ સાગર સંતાઈ એવી ઘણી બધી ગેમો છે જે ગ્રામીણ લોકો લોકો રમતા હોય છે